હલો નમસ્કાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ હા હા ચોક્કસ ચોક્કસ કરી શકો છો અચ્છા હા

હં હં તો આપણે ચોક્કસ ચોક્કસ આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્ર મંથનની અંદરથી ચૌદ રત્નો નીકળ્યાં હતાં પરંતુ સમુદ્ર મંથન હા હા સમુદ્ર મંથન થયું એ પૂર્વની હું વાત કરું તો જ્યારે આ સમગ્ર પૃથ્વીની સૃષ્ટિની રચના થઈ ત્યારે સમગ્ર પૃથ્વી ઉપર માત્ર જળ અને જળ જ હતું એટલે ભગવાન વિષ્ણુ ભગવાન એકમાંથી અનેક થવાનો વિચાર આવ્યો એટલે ભગવાન વિષ્ણુએ ભગવાન વિષ્ણુએ એકમાંથી અનેક થવાનો વિચાર આવ્યો એટલે ભગવાન વિષ્ણુએ પોતાના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પતિ કરી બ્રહ્માજી ઉત્પન થયા એટલે બ્રહ્માજીને સમગ્ર સૃષ્ટિમાં કશું જ પણ દેખાયું નહીં એટલે બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું અને એ તપના પ્રભાવના તપના પ્રભાવના કારણે એ તપના પ્રભાવના કારણે સ્વયંભૂ શિવની ઉત્પતિ થઈ અને પછી બ્રહ્મા અને શિવ કહે છે કે બોલો મારું પ્રાગટ્યનું કારણ શું ત્યારે કહ્યું છે કે જાઓ તમે આ પૃથ્વીની રચના કરો અને સમગ્ર પૃથ્વીની રચના કરી છે અને આ પૃથ્વી છે હિરણાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને સાતમે પાતાળ છે એ લઈ અને જતો રહ્યો હતો ભગવાન વિષ્ણુ છે તે વરાહ સ્વરૂપ ધારણ કરી અને પૃથ્વીને પોતાના બે દાંત વડે છે એ બહાર લાવે છે અને બહાર લાવી સમગ્ર પૃથ્વીમાં હા ભગવાને વરાહ સ્વરૂપ એટલે ધારણ કર્યું કારણ કે છે એ આ પૃથ્વીને છે એ પોતાના બે દાંત વડે બહાર લાવે છે અને સમગ્ર પૃથ્વીની રચના કરે છે અને સમગ્ર પૃથ્વીને રચના કર્યા બાદ આ જે પેલો પ્રસંગ છે એ પ્રસંગ બને છે સમુદ્ર મંથનનો સમુદ્ર મંથનની એમ કેવામાં આવે છે કે જ્યારે શિવ શિવ છે શિવ એ આ સમુદ્ર મંથનના નિમિત માત્ર બને છે અને દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવે છે અને આ સમુદ્ર મંથન છે એમાંથી અમૃત રૂપી કળશ નીકળે છે એના કળશની એ પ્રાપ્તિ કરવા માટે દૈત્યો અને દાનવો વચ્ચે છે એ મંથન ચાલે છે અને અંતે વિષ્ણુ ભગવાન છે એ પોતે મોહિનીનું સ્વરૂપ ધારણ કરી અને દૈત્યો પાસેથી અમૃતનું કળશ પ્રાપ્ત કરે છે પરંતુ એમાં રાહુ નામનો છે રાહુ નામનો દૈત્ય આ કળશનુંએ એ એ છે દૈત્ય હતો પરંતુ છતાં દેવતાનો દેવતાની સાથે રહ્યો છે અને એ એમનો જ્યારે વારંવાર એક પછી એક દેવતાઓનો વારો છે અમૃત કળશ પીવાનો વારો આવ્યો અને અંતે રાહુનો વારો આવ્યો અને રાહુ જ્યારે કળશ છે એ અમૃત પીએ છે એટલે એમાંથી એક દેવતાએ કહ્યું છેકે આતો છે એ દૈત્ય છે અને ભગવાન વિષ્ણુ ભગવા હા એટલે ભગવાન વિષ્ણુ પરમાત્માએ પોતાનું સુદર્શન ચક્રથી છે એનું ગળાનું છેદન કર્યું અને પછીએ રાહુ અને કેતુ કહેવાયા છે એટલે આવી રીતે સમુદ્ર મંથન છે એ એ આપણા શાસ્ત્રમાં એનું વર્ણન બતાવામાં આવ્યું છે આશા રાખું છુ કે આ સમુદ્ર મંથન વિશે તમને યોગ્ય માહિતી મળી હશે